જો મને કોઈ પુસ્તક વારંવાર વાંચવાનું ગમતું હોય તો ગીતાના વિચારો ગીતા ઉપરના જે વિચારો લખ્યા છે પરમ પૂજ્ય પાંડુ રંગ શાસ્ત્રી આઠવલે ગીતા મૃતમમાં અને એ પુસ્તક મને વાંચવાનું એટલું બધું ગમે કે ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે હું આને પહેલી વાર જ વાંચી રહી છું કારણ કે દર વખતે મને એમાંથી કોઈ નવો વિચાર મળે કોઈ નવી સલાહ મળે મને કોઈ નવો દૃષ્ટિકોણ મળે અને આ પુસ્તક કદાચ મેં ઘણી બધી વાર વાંચ્યું અને છતાં હું એમ કહી શકું કે હું દરવખતે કંઈ નવું જ સમજી જેમ જેમ હું ઊંડી ઊતરતી ગઈ તેમ તેમ મને એમાં કંઈ નવું જ જાણવા મળ્યું કે નવું જ શીખવા મળ્યું અને જ્યારે જ્યારે મારા મનમાં કોઈ પ્રશ્ન આવે કે જે પ્રશ્નનો મને કોઈ જવાબ નહીં મળતો હોય કે જ્યારે મને એવું લાગે કે હું અહીંયાં કંઈક અટવાઈ ગઈ છું અહીંયાં કંઈક કોઈક ચક્રવ્યૂહમાં ઘૂંટવાઈ ગઈ છું તો એ પ્રશ્નનો જવાબ મને કદાચ ગીતા જ આપે છે કે કદાચ કૃષ્ણ જ દરેક પ્રશ્નનો જવાબ આપતા હોય તેવું મને લાગે છે અને એ જ મારા જીવનનો માર્ગદર્શક બની રહે એવું પણ મને લાગે છે એટલા માટે જ હું કાયમ વારંવાર ગીતા વાંચું છુ